હલો કોણ બોલો છો ઓકે હું ચારએટા ફાર્મર છું હમ હમ હા અચ્છા હા હા તમારે કંઈ કંઈ હા જો આફૂસ છે લંગડો છે કેસર છે ઘણી બધી છે જો તોતા છે રાજા પૂરી છે કંઈ જોઈએ છે તમારે ઓકે હ હ અ મતલબ તમે અહીંયા મતલબ તમે ક્યાં ઓલામાંથી ડીસ્ટ્રિકમાંથી વાત કરો છો ક્યાંથી વાત કરો છો ગુજરાતનું ડીસ્ટ્રિક ક્યું છે તમારે ઓકે જુનાગઢ જુનાગઢથી તો તો કેસર કેસરમાં કંઈ ઘટે જ નહીં જુનાગઢ એટલે આમ કેસર તાલાડા ગીરની પ્રખ્યાત કેસર જૂનાગઢમાં બહુ ખપે છે હમ અ હં હં કોન્ટીટી વધારે જોઈએ છે એપ્રોક્સ કેટલી જોઈએ છે તમારે અહં અચ્છા હા તો થઈ જશે કંઈ વાંધો નઈ અને જે આ હાફુસ છે એ નથી જોતી ને અને જે તોતાપુરી છે એનું કેટલું જોઈએ છે તમારે ઓકે હા હા હા તો થઈ જશે એમાં એવું છે કે જે તોતાપુરી છે ને એ દશ હજાર તો નથી થાય એમ એટલે થોડી કોનટીટી ઓછી ચાલશે તમારે અવેલેબલ એમ સમજોને સાત સાત હજાર જેવું હશે ઓકે અને તમને આ મારો કોન્ટેક્ટ નંબર ક્યાંથી તમે મેળવ્યો છે ઓકે હા તો આવી જાઓને તમે કંઈ વાંધો નહીં હા હા વાંધો નહીં હા થેંક્યું ઓકે ઓકે થેંક્યું સર